હાલ સમાજમાં અગ્રેજી ભાષા તરફનો ઝુકાવ વધી રહ્યો છે દરેક વાલી પોતાના પાલ્યને અંગ્રેજી મીડિયમની શાળામાં ભણાવવા માગે છે સાથે સાથે દેવોની ભાષા તરીકે જાણીતી સંસ્કૃત ભાષા પણ જાણકારી ઓછી થતી જાય છે મારું માનવું છે કે પોતાનાં બાળકને પ્રાથમિક શિક્ષણ તો ગુજરાતી ભાષામાં જ આપવું રહ્યું હાલની પરિસ્થિતિથી જોતાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે પણ પોતાનું પોતાની ભાષા પોતાની માતૃભાષા પ્રત્યે પણ ગૌરવ હોવો જ જોઈએ